ભારતમાં ભરતનાટ્યમ ગરબા હુડો કુશી પુડી વગેરે નૃત્યશૈલીઓ ખૂબ જ પ્રચલિત છે જેમાં ભરતનાટ્યમમાં હેમા માલિનીજી ખૂબ જ પ્રસિદ્ધ છે